બાળપણમાં તો મુસાફરી ફાધર મધર ગાર્ડીયન જ્યાં લઈ જાય તાં જ જતાં તા ઓફકોર્સ આપણે જ્યારે નાના હતા ને સ્કૂલમાં ભણતા હતા ત્યારે હું પેટલાદનો મારો જન્મ છે ચરોતરમાં એટલે અમારા મિત્રોના કે અમારા જે ખેતરો હતા ત્યાં અમે બધા મિત્રો ભેગા થઈને જતા અને ત્યાં આખો ઉજાણી કરતા એક નાનો પ્રવાસે થઈ જતો સવારે જતાં થાકા પાકા સાંજના ઘેરે આવતા એ જીવનનો સૌથી ગોલ્ડન પિરિયડ હતો સોનેરી પિરિયડ એવું લાગે જ બાકી પ્રવાસ માટે તો ફાધર મધર જ્યાં લઈ જાય ત્યાં જ જતાં અમદાવાદ લઈ જાય કે ડાકોર લઈ જાય કે આણંદ લઈ જાય જ્યાં નજીક મળી જાય ક્યાં તો એ બહુ દૂર જાય તો સાથે લઈ જાય બાકી બાળપણમાં જે મુસાફરી કરેલી તેના મગજની અંદર એટલા બધા સ માહિતી સંગ્રહાએલી છે અને તે આજે યાદ કરું છું તો મને ખૂબ આનંદ આવે છે અને એ નિર્દોષ આનંદ દોસ્તો સાથે તોફાન મસ્તી કરતા અમે સ્કૂલમાંથી અમને પ્રવાસે લઈ જતા ત્યારે અમે પ્રવાસની અંદર મિત્રો સાથે ખૂબ આનંદ પ્રમોદ કરતા ધમાલ મસ્તી કરતા ટીચરો ગરમ બી થતા પણ છતાં ટીચર દયાળુ હતા છેલ્લે અમને છોળી મૂકતા અમે ખૂબ આનંદ કર્યો એ યાદગીરી બરાબર